હલ્લો હા ભાઈ કાકા લાઈબ્રેરી વિદ્યાનગર હા હા પણ ઇકોનોમીસમાં તો ઘણાં બધાં પુસ્તકો હવે આપણી પાસે છે તો તમારે કઈ ટાઇપના પુસ્તક જોઈએ છે એમાં એ પુસ્તક તો એ પુસ્તક તો બહુ જ સરસ છે આપણી પાસે એની ઘણી બધી કોપી અવેલેબલ છે પણ અત્યારે જોવા જઈએ ને તો નજીકમાં જ પરીક્ષા આવે છે એટલે બધાં વિદ્યાર્થીઓ એ પુસ્તક લઈ ગયાં છે હું એક મિનિટ જોઉં અને ચેક કરીને કહું ના ના એ પુસ્તક તો અત્યારે અવેલેબલ નથી પણ બીજા ઘણાં સારા સારા લેખકોના પુસ્તકો છે જો તમે કહેતા હો તો તમને એકવાર વાંચી સંભળાવું

અ તમે ઘરે લઈ જવા માંગતા હો તો પુસ્તક તો એના માટેની બે જરૂરિયાતો છે એક તો તમારે અહીં રજિસ્ટરેસન કરાવવું પડશે એના માટે તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે તો અને આધાર કાર્ડમાં જો સરનામું અહીનું હોય તો એ લોકોનું અહીં રજિસ્ટરેસન થશે અને પછી તમને સાત દિવસ માટે પુસ્તક મળી શકશે તમને આ લો તમે સાત દિવસ પછી ફરીથી એને આવી અને રિન્યૂ કરાવી શકો છો પણ આપણી જે મર્યાદા છે એ સાત દિવસની જ છે એટલે એ પુસ્તક તમને સાત દિવસ સુધી મળશે અને બીજું અહીં તમારે એડવાન્સમાં પાંચસો રૂપિયા ડિપોઝિટ ભરવા પડશે એની પછી તમે એક સાથે બે પુસ્તકો લઈ જઈ શકો છો સાત દિવસ માટે હા આભાર